હલો હલો હું ભાવના શાહ વાત કરું છું અને મેં તમારી એડ એકચૂલી અહીંયા ગુજરાત સમાચારના ફરફરિયામાં જોએલી હતી તો તમે એક પ્રોપર્ટી ડીલર છો ને એટલે મારે છે ને એક એકચુલી મારે બંગ્લો લેવો હતો વેચાતો એમ તો હા ભાડા પર લેવાનું હતું એટલા માટે હા ઓકે અચ્છા એટલે મારે એમ પૂછવાનું હતું કે ત્યાં શું ભાડું ચાલતું છે એરિયામાં

અચ્છા એટલે એ નેગોશિએબલ છે કે પછી બેઠક કરીએ તો

બરાબર ચોવીસ કલાક એટલે પાણીને બધું છે ત્યાં ચોવીસ કલાક પાણી હા હમ એટલે ત્યાં અમારે સ્કૂલને અહીંયા હોસ્પિટલને બાજુમાં છે આમ અને અગર ઈમરજન્સીમાં હોય અને મારે સ્કૂલને બધું બચ્ચાઓ માટે મારે સ્કૂલને બધું શિફ્ટ કરવું હોય તો ત્યાં આજુ બાજુ છે એ રીતે ઓકે ઓકે ઠીક છે તો પછી હું કઉ છું વિચારીને કે કેવું છે કન્ય ઓકે થેંક્યું સો મચ ઓકે થેંક્યું સો મચ